હસે તેનું ઘર વસે આ કહેવતમાં કહેવામાં આવે છે કે જે વ્યક્તિ હંમેશાં હકારાત્મક વિચાર રાખે છે તે વ્યક્તિ હંમેશાં ખુશ રહે છે એટલે કે તે વ્યક્તિએ હં હંમેશાં નકારાત્મકતાથી દૂર રહેવું પારકી આશા સદા નિરાશા આ કહેવત દ્વારા કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પોતાના કામ માટે બીજા પર નિર્ભર રહે છે તેને હંમેશાં નકારાત્મકતા અને નિરાશા જ મળે છે કડવા કરેલાના ગુણ ન હોય કડવા આ કહેવતમાં કારેલા શાકભાજી જે સ્વાદમાં કડવા હોય છે તે પણ વ્યક્તિને સ્વાસ્થ્ય માટે સારા હોય છે એમ જ કોઈ વ્યક્તિનો સ્વભાવ બહુ જ કડક હોય છે પણ તેની ભાવના ખૂબ જ સારી હોય છે